હું એક બિઝનેસમેન છું જો કે અત્યારે હું રીટાયર થઈ ગયો છું પણ મેં શરૂઆત કરી એના થોડા મુદાઓ ચર્ચું તો મને ગમશે શરૂઆતમાં મેં યાન બજારમાં અહીંયા ઓવરઓલ સુરતની અંદર મેન યાન બજાર છે અને સુરતમાં આજે પણ એક ટેક્સટાઇલ હબ ગણાય છે આખી દુનિયાનું હવે આમાં જે અમે યાનની શરૂઆત કરીએ એ વખતે સ્ટેપલ ફાઈબર આવતું હતું સ્ટેપલ સિમ્પલ જસ્ટ લાઇક ખાલી એટલે એમાં નાનો સરખો ટ્રેડ હતો અને ધીરે ધીરે ધીરે એમાં લુમ્સમાં એ વપરાતું હતું બહુ કોસટલી મટિરિયલ નહીં કહેવાય એને સાદી સાદી સાદી ફેબ્રીક બનતી ધીરે ધીરે એમાં સુધારો થયો અને નાયલૉન આવ્યું નાયલોનમાં તો એ વખતે એવો જમાનો આવ્યો કે જાપાનથી નાયલૉન આવતું હતું એના બદલે હવે અહીંયા આગળ ઇન્ડિયામાં જ દેશી મેન્યુફેક્ચરરો એને ઉત્પાદન કરવા લાગ્યા જે કે આઇ થિંક જેકે સિન્થેટિક્સ નિર્લોન અને એ બધાં નાના મોટા મોટા યુનિટો હતા અને એ એમાં એ નાયલૉન યાન બનતું હતું ને સુરતમાં એ બધું આવતું હતું વર્ષો સુધી નાયલૉન ચાલ્યું નાયલૉનની સાડી તો આજે પણ પ્રખ્યાત છે અને અત્યારે સો રૂપિયાથી માંડીને બે હજાર રૂપિયાની સાડી આજે પણ મળે છે ધીરે ધીરે ધીરે આમાં સુધારો આવ્યા પછી આવ્યું પોલિસ્ટર આ પોલિસ્ટર આવે એટલે ધીરુભાઈ અંબાણી યાદ આવે ધીરુભાઈ અંબાણીએ જે એણે શરૂઆત કરીને અને એમાં અમદાવાદમાં એણે પ્લાન્ટ નાખ્યો અને આખી સિકલ બદલી નાખી બજારમાં પોલિસ્ટર ફેબ્રીકમાંથી શટ શટિંગ શુટિંગ અને જે જાત જાતની વેરાયટીસો આપી એને તો બધાને લોકોને ગાંડા કરી નાખ્યા એટલું ડ્યુરેબલ ફેબ્રીક બને એમાંથી અને એ કાપડ જ્યાં એમાંથી કાપડ એટલે કે આપડું શર્ટ પેન્ટ સુટના પીસ જે બને ને લાઈફ ટાઈમ ચાલે એમ જોઈએ તો કહી શકાય અવે આ બધી સામાન્ય વાત છે આમાં એકંદરે તો મને કોઈ હર્ડલ નડ્યું નથી ક્યારેય કોઈ ચેન્જ આવે ને ત્યારે થોડો વખત આપણે જયારે એને વિચાર કરવો પડે કે આપણે શિફ્ટ થવું કે નહીં આમાં પણ ટ્રેન્ડ જ એવો હતો કે શિફ્ટ થયા વગર છૂટકો જ નહોતો કોમ્પિટિશનમાં તો આ લોકો જે બનાવતા હતા એ બધી કંપનીઓ છે નાયલૉન મેન્યુફેકચરિંગ કંપનીઓ પોલિસ્ટર એ લોકોની અંદર અંદરની કોમ્પિટિશન બહુ ભારે હતી એક એકથી ચઢિયાતું યાન મૂકે એમ ફિલામેન્ટ યાન આવ્યું સિંગલ થ્રેડ યાન આવ્યું એમ કરતાં કરતાં આખી ટેક્ટસટાઈલ ઇન્ડસ્ટ્રી એટલી પાવરફૂલ થઈ ગઈ કે આજે ઇન્ડિયાનો ડંકો વાગે છે ટેક્સટાઈલ પ્રોડક્ટમાં જે જે ત્યાં સ્ટેન્ડડ પ્રોડક્ટ જે બ્રાન્ડેડ મટિરિયલ મળે છે એમાં સુરતનું વધારે નામ છે અને હું તો ફર્યો છું અમેરિકા કેનેડા બધે ઘણે ઠેકાણે ફર્યો છું જ્યાં જ્યાં હું સ્ટોરમાં જ્યાં જ્યાં ફેબ્રીક મેં જોયા છે સુરતની કેટેગરીમાં તદ્દન ઇન્ફિરિયર ગણાય મારા હિસાબે જેને ટ્રેડમાર્ક કહેવાય ને એ સુરતનો જ કહેવાય આ તો મારા સુરતમાં રહું છું ને સુરતના વખાણ નથી કરતો પણ આ એક મારો એક્સપિરિયન્સ રહ્યો છે